ઍડવોકેટ શ્રુતિ બોલો છો ઍક્ચુઅલિ એવું થયું છે કે મારી ગાડી ટ્રાફિકવાળાએ પકડી છે લાઈસન્સ પણ છે મારી પાસે ગાડીના કાગળિયાં પણ છે તેમ છતાં એ ગાડી પકડી છે અને તે લઇ ગયા છે પોલીસ સ્ટેશને તો હવે આગળ શું કરવું એમને બધું જ કીધું પણ તેમ છતાં પણ એમણે કીધું કે તમારી ગાડી ઓવર સ્પીડમાં ચાલતી હતી ગાડી મારી સાઠ સિત્તેરમાં જ ચાલતી હતી તેમ છતાં પણ લઇ ગયા છે તો તમે ફ્રી હોવ તો તમે આવી શકશો ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હા ગાડીમાં ગ્રે સ્ક્રીન પણ લાગેલો છે તેમાં પણ બતાવે છે પણ આ કોઈ જૂની અદાવતને કારણે ગાડી આજે લઇ ગયા છે હવે તેના માટે શું કરવું ઠીક છે તો હું ત્યાં પોલીસ સ્ટેશને જઈને જ રાહ જોઉં છું બની શકે તો મારી ગાડી છોડાવી આપજો અને તમારી કેટલી ફીસ થશે ટોટલ ઓકે નો પ્રૉબ્લમ ઓકે સારું તો હું આજે જઉં છું પોલીસ સ્ટેશને પુરાવા અને બધું જ છે મારી પાસે અને ડૅડ સ્કેલ પણ લાગેલું જ છે કે ગાડી કેટલી સ્પીડમાં હતી

ઠીક છે ઓકે સારું ચાલો સાંજે